હલો હા સંગીતાબેન શાકભાજીવાળા બોલે આ હા બેન હું વિસનગરથી વાત કરું છું અ બેન હવે અમારે તેર તારીખથી લઇને અઢાર તારીખ સુધી અમારે લગ્ન પ્રસંગ છે તો અમારે સ શાકભાજીની જરુર હતી જથ્થામાં થોડી તો બેન તમારી જોડે કઈ કઈ શાકભાજી અમને મળી રહેશે સો માણસ માટેની અમારે જમણવાર કરવાનો છે તો અલગ અલગ ટાઈપની તમારી પાસે કઈ કઈ સબ્જીઓ હશે શાકભાજી હશે વિસનગરથી બેન બરાબર આ બેન જે સબ શાકભાજી તમે અમને આપશો એ બધી ઓર્ગેનિક હશે ક કે પેલાથી પકવેલી હવે બેન અમારે સમજો એ તેર તારીખ થી અઢાર તારીખ વચ્ચેનો સમયગાળો છ એટલે અમારે હોલસેલના ભાવે તમારે આપવી પડશે જથ્થામાં લેવાની છે કારણ કે અમારે સો દોઢસો માણસનું રેગ્યુલર જમણવાર મોસ્ટ બપોરે અને સાંજે બે ટાઈમ થવાનું એ પ્રમાણે તમારે અમને ભાવ ભરી આપવો પડશે હવે જે થાય એ એટલે જ બેન મેં ફોન કર્યો કે તમે મને હાલ ફોન ઉપર જ તમે મને સમજાવી દો કે ભાઈ ભાવ શું શું છે કે ટામેટાનો ભાવ શું છે તમારે ધાણાની વાત કરતા હતા બટાકા છે અલગ અલગ બધાના તમે મને ભાવ આપી દો તો હું લખી દઉં કપ્લેટલી બરાબર

બરાબર હવે ભીંડા ભીંડા બેન

સારું સારું બેન તો પછી હું તમને થોડીવારમાં પંદર વીસ મિનિટમાં ફોન કરીશ કે મારે કેટલી સબ્જીનો ઓડૅર આપવો છે તમને બરાબર

બરાબર બરાબર થેન્ક્યુ થેન્ક્યુ મેડમ કશો વાંધો નહીં ચાલો બેન હોં